હા તમે સ્ટેશનરી શોપમાંથી બોલો છો હા તો મારે છે ને એક પંચિંગ મસિન પછી એક કાતર અને પેન પેન્સિલ ને રબર જોઈએ છીએ તો પેનના કેટલા પૈસા છે મારે છે બ્લ્યુ પેન જોઈએ છે વાદળી હા તો એ કેટલા કેટલા વાળી છે મારે છે ને તે પાતળા પોઈંટવાળી જોઈએ છીએ હા તો પછી હા તો મારે પાંચવાળી છે ને એક બોક્સ લેવું છે તો એના કેટલા પૈસા સો રૂપિયાની અને પણ પંચિંગ મશિનના કેટલા એમાં કાંઈ ઓછું નહીં થાય અને પેન્સિલ કેટલાવાળી આવે છે હા તો મને દસવાળી પેન્સિલ છે ને પાંચવાળી પેન્સિલ છે ને એ મારે દસ જોઈએ છીએ હા તો એની સાથે રબર રબર સંચો ફ્રી આવશે પેન્સિલનાં બોક્સમાં ના બોક્સમાં આવે છે ઘણી જગ્યાએ એટલે પૂછું છું તમને એ બોક્સમાં દસ પેન્સિલ આવે ને એમાં આવે છે રબર ને સંચો બેય આવે છે ફ્રી હા તો છે ને મારે બીજી કાતર જોઈએ છે કાતરના કેટલા પૈસા મારે છે ને પચાસવાળી જોઈએ છે હા ચાલશે હા એ તો મારે જ્યારે જોઈશે છે ને જોઈશે ને મારે પ્રોજેક્ટ બનાવવા ત્યારે હું આપણી જોડેથી વાત કરીને લઈ લઇશ પણ અત્યારે હું આ પેન્સિલનું બોક્સ લઉં હિન્ડી પેનનું બોક્સ લઉં આ પંચિંગ મસિન લઉં કાતર લઉં તો મને તમે થોડુંઘણું આમ ડિસ્કાઉન્ટ ના મળે

આ થોડું થોડુંક ઘણું તો ભાવ ઉતારો દસ વીસ રૂપિયા તો ઘણું બધું મળે છે વધુ તમને દસ રૂપિયામાં પડતું હોય ને શું કહેવાય તમને દસ રૂપિયામાં કાતર પડતી હોય ને તમે પચાસ પચાસમાં વેચો એવું હોય કંઈ અમે કંઈ ગાંડા નથી કાંઇ અમે પણ સમજણ પડે છે